સંગીત અને તેનાં ઘણાં બધા વાજિંત્રોમાં શ્વાસ ખૂબ મહત્ત્વનો હોય છે અને ગાવામાં આપણે શ્વાસ લેવું ખૂબ જરૂર હોય છે જ્યારે જ્યારે આપડે ઊંડો શ્વાસ લઈને ગાઈએ ત્યારે આપણાં પેટ અને ગળામાંથી અવાજ નીકળે તે વધારે સુરીલો હોય છે એટલે મારા ગુરુજી હું જ્યારે શાસ્ત્રીય સંગીત શીખતો ત્યારે મને પ્રાણાયમ કરાવતા અને તેનાથી મને ગાવામાં ઘણી મદદ થતી ઉંડો શ્વાસ લેવાથી સંગીતમાં ઘણી મદદ અને રાહત રહેતી હોય છે ઊંડો શ્વાસ લેવાથી ગળાને આરામ રહેતો હોય છે ગાતી વખતે ઘણાં બધા વાજિંત્રો એવા હોય જેમકે ફ્લુટ જેમાં આપણે ઊંડો શ્વાસ લેવો પડે અને તેમાં આપણે શ્વાસ પર ઘણો કાબૂ રાખવો પડે શ્વાસના કાબૂ થી ગાવામાં અને ફ્લુટ જેવા વાજિંત્રો વગાડવામાં ઘણી આસાની રહેતી હોય છે